નૃત્ય શરીર માટે ફાયદો થાય છે સ્વસ્થ સારું રહે શારીરિક રીતે સ્વચ્છ રહો અને શરીરના વિવિધ અંગોને કસરત થાય હ્યદયમાં પણ લોહી પહોંચાડે અને શરીરના વિવિધ અંગોની અને માસ પેશીઓને મજબૂત રાખવામાં મદદ કરે માનસિક રીતે લોકો તણાવ કે ચિંતામાં હોય તો તેનાથી ચિંતા દૂર થાય અને ખુશ રહેવાના પ્રયત્ન કરે નૃત્યના લીધે જે તમારા છુપાએલી કલા છે એ એ બહાર આવે અને નૃત્ય દ્વારા તમારા અંદરની રહેલી ભાવનાઓને તમે નૃત્ય દ્વારા જણાવી શકો એને પ્રગટ કરી શકો અને તમને ખુશીઓનો અનુભવ થાય